ગુજરાતની રાજકીય વ્યવસ્થાની વાત કરીએ તો ચૂંટાયેલી પાંખ લોકોમાંથી જે નાગ જે ધારાસભ્યો ચૂંટાય છે એ ધારાસભ્યો અ વિધાનસભામાં બેસીને કાયદાઓનું ઘડતર કરે છે નિયમો બનાવે છે કે ભાઈ ગુજરાતના વિકાસ માટે શું કરવું એ નક્કી એ લોકો કરે છે દેશ રાજ્યમાં કઈ રીતે સારી કામગીરી થાય કઈ રીતે વિકાસ થાય એ બાબત એ નીતિ નિયમો બનાવે છે જયારે એમની નીચેની જે વહીવટી પાંખ છે રાજ્ય સરકારની સરકારી તંત્ર એ એનો અમલ કરે છે કાયદાઓનું નિયમોનું દરેકનું અમલ કરે છે તંત્ર ખડેપગે વિકાસ માટે કામગીરી કરતું હોય છે ત્રીજું પાંખ છે આપણે ન્યાય તંત્ર કોઈને અન્યાય થાય કોઈને બીજી રીતે કઈક અન્યાય થયો હોય તો ન્યાયતંત્રમાં જઈ અને ન્યાય માંગી શકે છે એટલે સરકારી તંત્રની જોડે જોડે ન્યાયતંત્ર પણ એટલું સક્રિય છે ગુજરાતમાં કે દરેકને પૂરતો ન્યાય મળે અને ટોટલી લોકશાહી પદ્ધતિથી ગુજરાતમાં તંત્ર કામ કરે છે ચૂંટાયેલી પાંખ વહીવટી તંત્ર ન્યાય તંત્ર આ બધાનો સુમેળથી રાજ્યમાં વહીવટ ચાલે છે